હા આપ કોલેજના પ્રિન્સિપાલ મેડમ બોલો છો હા તો મેડમ મારા ફાધરનું છે ને ઓ યા બીકોમ ના થર્ડ યરમાં છું થર્ડ યરમાં સેકન્ડ સેમિસ્ટર તો મારે છે ને ફાધરનું અમારે અમદાવાદમાં ટ્રાન્સ ટ્રાન્સફર થઈ ગયો છે થઈ ગયો છે તો મારે ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈએ છે તો તમે લખી આપશો મેડમ

હા ચોક્કસ થેંક યુ મેડમ હા થેંક યુ મેડમ